હલો હાલો વકીલ વકીલ સાહેબ બોલો છો હા હા તો મારી એક કંપલેન્ટ હતી સાહેબ આપણે છેને આપણે સહારા દરવાજા બાજુ છે ને મારી ત્રીસ વિધા જમીન છે એટલે ત્રીસ વીઘા મેં એક બિલ્ડર પાસે લીધી છે તો છે ને એક એક તો ક્લિયર થઈ ગઈ છે પણ એનાં બાજુવાળી જે મેં જગ્યા મોટી કરવા માટે લીધી છે ને એમાં છે ને એ હજુ અપરુવમેન્ટ નથી આપતો કોઈ વસ્તુનો એટલે હું હજી બે વરસથી એના આંટા જ ખાઉં છું ખાલી બસ તો મારે છે ને એના ઉપર કેસ કરવો છે

હા હા હા હા હા એકચુલીમાં હું જે પણ પ્રોસેસ કરું છું ને એ પ્રોસેસ અટકાવી દે છે અને મને કામ કરવા દેતો નથી અને મારા પૈસા પણ ત્યાં ફસાયા છે ચાર કરોડ સમથિંગ ફસાયા છે મારા એમાં હા મારા ચાર કરોડ સમથિંગ ફસાયા છે અને મારે એના પર ફ્રોડનો કેસ કરવો છે ઠીક છે તમે કેસ કરો ગમે તે કરો મને છે ને એનાથી ખાલી મારા પૈસા લેવા છે બસ મારા પૈસા જે ફસાયા છે ને મારે એ પૈસા પાછા જોઈએ બસ બીજું કાંઇ નહીં મારા ચાર કરોડ સમથિંગ ફસાયા છે એના પાસે હા હા હા હા એકચ્યુલમાં છે ને હાઇવે ટચ જમીન છે જી એટલે હમ એટલે તો મારે એના પર કેસ જ કરવો છે બસ સૈયદ કરીને નામ છે એમનું સૈયદ શેખ કરીને હા

એમ નહીં આવે ને સાહેબ એમ આવી જતો તો પછી તમને કંપલેન્ટ કરવાનો મતલબ શું છે હા તમે કંમપલેન આજે જ કરો મારો કેસ તમે નોંધાવી દો ઓકે

ઓકે થેન્ક યુ સર